બાર ત્રણ હજાર ત્રણસો ને એકાવન ચાર લાખ ચાર હજાર ચારસો ને ત્રણ પાંચ લાખ પાંચ હજાર ત્રણસો ને બાવન એક હજાર ત્રણસો ને ત્રીસ